હવે રસોઈ એક એવી વસ્તુ છે કે જે આપણે મોટે ભાગે એવી રસોઈ જમતા હોઈએ કે જે આપણને ભાવતી હોય બરાબર છે પણ ભાવવું અને ફાવવું આ બે વસ્તુ છે આ ઘણી વખત એવું થાય કે અમુક આઈટમ્સ આપણને ભાવતી હોય પણ ફાવતી ન હોય અથવા તો ફાવતી હોય પણ ભાવતી ન હોય તો ફાવતી હોય તો ભાવતી ન હોયને તો એને આપણે ક્યારેક કમ્પલસરી તોય ખાવી પડે છે કારણ કે આપણે જે ખોરાક લઈએ છીએ જે રસોઈ જમીએ છીએ એમાં આપણે આરોગ્યને વધારે પ્રાધાન્ય આપીએ છીએ હવે એ આપણું આરોગ્ય જે આપણે ભોજન લઈએ છીએ એ ભોજન લીધા પછી આપણા આરોગ્ય ઉપર એની સકારાત્મક અસર થશે કે નકારાત્મક અસર થશે તો એનો આધાર તમે એ રસોઈની અંદર જે ઇનગ્રીડયન્ટ્સ વાપરો છો એ એ જે ઇનગ્રીડયન્ટ્સ છે એ એકબીજા સાથે એનો કેવો તાલમેલ બેસે છે એની ઉપર મોસ્ટ ડીપેન્ડન્ટ છે દાખલા તરીકે કોઈ બે વસ્તુઓ છે જે એકબીજા કરતાં વિરુદ્ધ સ્વભાવ ધરાવે છે જે સામગ્રી આપણે વાપરી છે એ સામગ્રી એકબીજા કરતાં વિરુદ્ધ દાખલા તરીકે દૂધ એની સાથે ડુંગળી એ પછી દૂધ હોય કે દૂધની મલાઈ હોય કે દૂધની કોઈપણ આઈટમ હોય એની સાથે આપણે ડુંગળીને એવોઈડ કરીએ છીએ કારણ કે એ બંને બિલકુલ વિરુદ્ધ છે એ આપણા આરોગ્ય ઉપર અવળી અસર કરે છે સવળી અસર નથી કરતી ઓકે પછી ભલે આપણે પનીરની સબ્જી બનાવીએ છીએ તો એની સાથે ગ્રેવીની અંદર ડુંગળી હોય જ છે લસણ હોય જ છે એક્ચ્યુઅલી એ વ્યાજબી નથી એ ખાવાથી ભલે લાંબા ગાળે આપણને અસર દેખાય એકાદ બે વાર ખાઈએ તો એમાં કંઈ અસર દેખાતી નથી બરાબર છતાં આપણે એને શક્ય ત્યાં સુધી એવોઈડ કરવું જોઈએ પછી અમુક વસ્તુઓ એવી છે કે જે કાકડી છે કાકડી અને દહીં ક્યારેય સાથે ખાવા ન ખાવા જોઈએ છતાં આપણે કાકડીનું રાયતું બનાવી અને મોજથી ખાઈએ છીએ એક્ચ્યુઅલી જોઈએ તો એ બંને વિરુદ્ધ આહાર છે દૂધ અને કેળાનો છુંદો આપણે આરામથી ખાઈ છીએ એક્ચ્યુઅલી દૂધને કેળાં ખાવાની ના જ ચોખ્ખી ના પાડેલી છે આપણા જે અ આયુર્વેદિક ગ્રંથો છેને એમાં દૂધ અને કેળાં સાથે ખાવાની ના છે પછી ગરમ વસ્તુઓ હોય દાખલા તરીકે કે હુંફાળું પાણી હુંફાળું એ ક્યાં સુધી વાંધો નથી પણ ગરમ પાણી હોય ગરમ દૂધ હોય એની અંદર જો તમે મધ નાખોને ગરમ વસ્તુની અંદર તો એ મધ છે ને એ રીતસરનું પોઈઝન બની જાય છે અને આપણે જ્યારે જ્યારે કોઈપણ આપડે ઘરે ધાર્મિક અ પ્રસંગ હોય ત્યારે પંચામૃતનો ઉપયોગ કરવામાં આવે છે તો પંચામૃત બનાવતી વખતે ઘી દૂધ મધ સાકર અ અને દહીં આટલી વસ્તુ લેવામાં આવે છે પણ મધનું અમૂક જ પ્રમાણ એની અંદર હોવું જોઈએ કારણ કે મધ અને ઘી જો એ સાથે મળે ને તો ઘી અને મધ એની અમુક માત્રા જ હોવી જોઈએ બાકી મધ અને ઘી સાથે મળી અને એક પોઈઝનનું કામ કરે છે એની સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ અવળી અસર થાય છે એટલે આ થોડુંક આપણે રસોઈ જાણતા હોઈએ રસોઈ બનાવતા આવડતી હોય એ વસ્તુ જરૂરી છે પણ એક ગૃહિણી તરીકે એઝ અ હાઉસ વાઈફ એ પણ આપણા માટે જાણવું જરૂરી છે કે આપણે જે આપણા ફેમિલી મેમ્બર્સ માટે રસોઈ બનાવીએ છીએ એમાં કઈ કઈ વસ્તુઓ ને સેળભેળ કરી શકાય રસોઈની અંદર એકસાથે વાપરી શકાયને કઈ કઈ વસ્તુઓને એક સાથે ન વાપરી શકાય એ જાણવું ખૂબ જ જરૂરી છે આપણા માટે કારણ કે એ આપણા સ્વાસ્થ્યનો સવાલ છે એટલા માટે તો આ સ્વાસ્થ્ય પાછળનું વિજ્ઞાન કારણ કે જો આપણે ક્યારેક બીમાર હોઈએ ત્યારે અમુક વસ્તુઓને આપણને ભાવતી હોય કે ન ભાવતી હોય છતાં એને આપણે પ્રાધાન્ય આપવું જ પડે દાખલા તરીકે મગ છે તો આપણે જ્યારે બીમાર હોઈને ત્યારે આપણે એનો ખાસ ઉપયોગ કરીએ છીએ મગ છે કે મગની દાળમાંથી બનેલી ખીચડી છે બરાબર છે એટલા માટે કે મગ ચલાવે પગ એવી આપણે ગુજરાતીમાં કહેવત છે અને એ પચવામાં પણ હળવું છે બરાબર અને આપણે રોજના જે ભોજનની અંદર આપણે દાળ ભાત શાક જે સિઝનમાં શાક આવતું હોય એ પ્રમાણે શાક રોટલી આ બધું લઈએ જ છીએ બરાબર તો રોજની આપણે એક વાટકી બે વાટકી દાળ લઈએ એમાંથી આપણને કેટલી કેલરીસ મળે છે બરાબર છે ભાત લઈએ તો ભાતમાંથી આપણને કેટલું કાર્બો હાઇડ્રેડસ મળે છે એટલે આપણને આપણા ભોજનમાંથી જ આ બધા જે આપણા શરીરને જરૂરી ન્યૂટ્રિસયન્સને બધું છે એ મળી રહે છે એટલે આપણો જે આહાર લઈએ છીએ આપણે જે રસોઈ બનાવીએ છીએ એમાં જે ઇન્ડગ્રીયન્ટ્સ વપરાય છે એકબીજા માટે અમ જે કહેવાયને કે સકારાત્મક અસર કરે એવા હોય તો એ આપણા શરીર માટે ખૂબ સારું બની રહે છે થેન્ક યુ સો મચ